મોરબી જિલ્લામાં જોવા જઇએ તો શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે અને દરેક તાલુકા લેવલમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ સારું એવું જોવા મળે છે ખાસ કરી અને મોરબી જિલ્લામાં શિક્ષણની મુખ્ય સંસ્થાઓ જોવા જઇએ તો સરકારશ્રી દ્વારા ઘણી બધી એવી શાળાઓ પણ શરૂ થયેલી છે જેમાં શિક્ષણ આપણે વિના મૂલ્યે મેળવી શકીએ છે તેમજ મોરબીની અંદર અં અં એલી કોલેજ અ એન્જિનિયરિંગ કોલેજ પણ આવેલી છે આઇ ટી આઇ પણ આવેલી છે તેમજ હળવદ તાલુકામાં પણ આઇ ટી આઇ આવેલી છે ગુજરાતી માધ્યમની ઘણી બધી સંસ્થાઓ આવેલી છે તેમજ ખાસ કરી અને હળવદની અંદર સાંદિપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જે બહુ જ ઓછી ફીમાં સારું એવું શિક્ષણ પૂરું પાડે છે અને મોરબીમાં પણ ઘણી બધી આવી વિદ્યાલયો જે છે તે અ ફી લઈ અને સારું એવું શિક્ષણ આપે છે